મેં બહાર રસોઈ કરવાનો અનુભવ કર્યો છે ઓછો છે પણ કર્યો છે અનુભવ આમ ખૂબ સારો રહ્યો પણ કેટલુંક કોલેટીમાં જોઈએ તો એમાં બાંધછોડ કરવી પડે છે બહારની રસોઈમાં વધારે સ્વાદ લાવવા માટે જે મસાલા વપરાય છે તે કેમિકલ કહીએ તો કેમિકલ કલરફૂલ કલર માટે કલર લાવવા માટે કલરફૂલ વપરાય છે એ મને યોગ્ય લાગતું નથી તેમ જ ઘણીવાર સ્વાદ માટે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે એ યોગ્ય નથી ઘણીવાર રસોઈ માટે વપરાતા વ્યંજનો જેવાં કે મેંદો કે બ્રેડ બટર છે મેયોનીઝ છે એ મને બહુ પસંદ નથી હેલ્થ માટે બહુ સારું નથી એ વસ્તુ બને ત્યાં સુધી હું રસોઈ ઘરની સારી ગણું છું એમાં મનપસંદ આપણા વ્યંજનો રાખ્યાં છે એમાં સ્વાદ પણ સારો જળવાઈ રહે છે અને હેલ્થ માટે પણ કોઈ ઈસ્યુ આવતો નથી અને બહારની રસોઈ કરતા ઘરની રસોઈ સારી જ હોય છે એમાં બે મત કોઈ નથી હેલ્થ પણ રીતે પણ સારું હોય છે સ્વાદની રીતે પણ સારું હોય છે અને આપણી નજર સામે બને છે આપણે જાતે બનાવીએ છીએ એટલે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર જ નથી અને બહાર રસોઈ કરવાથી જે શાકભાજીઓ છે કે જે વસ્તુઓ છે એ કોલેટીમાં જે જોઈએ એમાં મળી રહેતાં નથી ઘણીવાર આ બધી રસોઈ પણ શાકભાજીઓ છે મરી મસાલાઓ છે એ ક્વોલિટીમાં સારું નથી રહેતા અને એમાં જે વ્યંજનો વપરાય છે એ ઘણી વાર અલગ જોવા મળે છે આપણે જોયું છે કે બહારની હોટલોમાં ધણીવાર વિડિઓઝ જોઈએ છે કે રિલ્સમાં જોઈએ છે ડુપ્લીકેટ વસ્તુ કે ડુપ્લીકેટ બટર ડુપ્લીકેટ મેયોનીઝ ક્યાં તો પછી એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અમુક વાર અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે ઘણી વાર જોયું છે અને અનુભવ્યું પણ છે હું એટલે કહું છું મારા ફેમિલીને બને ત્યાં સુધી ઘરની રસોઈ જમાડી હા ખાવાના શોખીન બધાં જ છે જેવા કે ચાઈનીઝ આઈટમ છે થાય છે એ મારા ઘરમાં હું ક્યારેક બનાવું છું ચાઈનીઝ મોટાભાગે બને છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી તો મને પસંદ છે એટલે બને ત્યાં સુધી ઘરમાં જ બનાવવા તૈયાર કરીને ખવડાવું છુ બહારની રસોઈ આમ દેખાવે સારી હોય છે સ્વાદે પણ સારી હોય છે પણ એમાં કયા વ્યંજનો વપરાય છે કઈ એ રીતના રસોઈના સાધનો કયા કઈ રીતના બનાવવામાં આવે છે આપણને ખબર નથી હોતી એટલે હેલ્થની રીતે તો ખરાબ રહે છે એટલે હું પ્રિપેર કરું છું કે બને ત્યાં સુધી ઘરની રસોઈ અમે ઉપયોગ કરીયે મારા બાળકો બહારનું ખાવાના શોખીન છે બને ત્યાં સુધી એ લોકોને કહું છું કે બહારનું ખાવાનું ટાળવું જોઈએ ક્યારેક ક્યારેક એ લોકના સંતોષ ખાતર ખાય છે એન્જોય કરે છે પણ હું માનું છું કે બને ત્યાં સુધી ઘરની રસોઈ જ ખાવી જોઈએ અને ઘરની રસોઈ જ સારી છે અત્યારના જમાનામાં જે ચાઈનીઝ કે પાસ્તા શું ખાવાના શોખીનો છે એના માટે તો ના જ કહું છું ફાસ્ટફૂડમાં મેંદો ડુપ્લીકેટ માખણ આવે છે તે જે ચીઝ બટર મેયોનીઝ એ બધી વસ્તુઓ વપરાય છે જે હું બનાવતા જોઉં છું ત્યારે મને એની ઉપર સખત નફરત છે આજના જમાનામાં બટર ખાવું એ પણ હેલ્થ માટે સારું નથી એટલે હું એને ખરાબ જ ગણું છું હા ઘરનું ઘરનું હોય તો એ બરાબર છે